કેવાય છે કે રસોઈ પણ એક કલા છે

કે મોબાઈલ નોતા તે સમયથી હું રેસેપીની બુક વાંચું છું તેમાં તરલા દલાલ ખાસ મારા પ્રિય છે એમણે ઘણા ઘણી રેસીપી મેં વાંચીને બનાવાનું પસંદ કર્યું છે ઘણી વાનગીઓ મેં એમની બનાવી છે એમને કેટલીક સિક્રેટ રેસીપી પણ મેં એમની વાંચી છે અને એમાંથી ઘણું જ્ઞાન મેળવ્યું છે અને મારી રસોઈ એમને જોઈ એમના પુસ્તકો અને એમની રેસીપી જોવાથી કોલેટી એમાં ખૂબ જ સારી ની છે ને મારા ઘરનાને ખૂબ પસંદ છે તેવી જ રીતે આપણા અત્યારે જે ટીવી ન્યૂઝ પર આવે છે માસ્ટર શેફનો પોગ્રામ છે ગુજરાતી કલર્સ પર આવે છે રસોઈ શો પછી ફૂડી ચેનલ્સ છે એ પિક પર ઘણીવાર આવે છે એવું વાનગીઓ ઘણીવાર જોઉ છું અને તે બનાવા માટે ઘણો ઘણી વાનગીઓ બનાવા માટેનો પ્રયત્ન કરું છું અને એમાંથી ઘણી વાનગીઓ સારી વાનગીઓની જે રેસીપી મળતી હોય છે એ ઉપરાંત રસોઈ બનાવાનું તે નવી નવી વસ્તુઓ જે વપરાય છે એનાં વિશે પણ ઘણું એ મને ખબર નોતી કે કમળકાંકડીમાંથી પણ કોઈ રેસીપી બની શકે મેં એકવાર આ માસ્ટર શેફની ના રસોડામાં જ જોયું કમળકાંકળીમાંથી સરસ રેસીપી બનાવી હતી એ ઉપરાંત મખણાનું શાક બને છે એવું મને ખબર નોહતી મખણા તો મને એમ જ હતું કે એક ડ્રાયફ્રુટ છે અને સ્વીટનર્સ સ્વીટ વસ્તુમાં જ વપરાય છે પણ તેવું નથી મખણાની રસોઈ પણ શાક પણ સરસ બને છે એની રેસીપી મેં તરલા દલાલ પાસે શીખી છે અને ખૂબ જ સરસ સ્વાદમાં રે એ અને મારા ઘરનાને ખૂબ જ પસંદ આવી આ ઉપરાંત તરલા દલાલ પાસે મેં દાળ ગુજરાતી દાળની રેસીપી બનાવી બનાવતા જોઈ અને એ મેં ટ્રાય કરી તો ખરેખર ખૂબ જ સરસ બની આમ સમય રેતા આપડા ઘરમાં દાળ ભાત સાથે તુવેરની દાળ વાપરતા હોય છે અને તુવેરની દાળમાં જે એમણે સિક્રેટ મસાલો બતાવ્યો છે કે આખી મેથી વાપરી શકાય અથવા તો મેથીનો પાવડર બાફતી વખતે જ આખી મેથી અથવા પાવડર વાપરીને નાખીને એને બાફી અને એને તુવેર દાળનો રસોઈ તુવેર દાળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એ એમની પાસેથી જાણીને મેં રસદાળ બનાવતી થઈ એ ગુજરાતી દાળ તો આમ પણ ઘણાને પસંદ છે જોકે મને થોડું સ્વીટ ઓછું પસંદ મારા ઘરમાં સ્વીટ ઓછું વપરાય છે પણ છતાં તરલા દલાલ પાસે જે દાળની રેસીપી જોઈને એ દાળ એવી રીતે દાળ બનાવી તો અમારા ઘરનાને ખુબજ પસંદ આવી અને મને પણ ખૂબજ ગમી એવી જ રીતે ઘણીબધી રેસીપી સોસિયલ મારફતે મેં જોઈ છે સંજીવ કપૂરના ઘણા એપિસોડ હું જોઉ અમે જોયા છે અને એ જોઈને ઘણું શીખી છું નવી નવી રસોઈની વસ્તુઓ એમાં જોવા મળે છે બધી જ વસ્તુઓ તો આપડે ત્યાં મળવી શક્ય નથી એટલે ઘણી વસ્તુઓ એવી છે કે ફક્ત જોઈ છે બાકી અનુભવી પણ નથી અને વપરાશમાં પણ નથી લીધી પણ એ સિવાયની ઘણી અવેલેબલ વસ્તુઓ જે મળી રહે છે એની રસોઈ રેસીપી જોઈને રસોઈ બનાવાનુ મેં ટ્રાય કરી છે અને ખરેખર ખૂબ જ સુંદર બને છે અને રસોઈમાં જે ઇન્ડગ્રેડ વપરાય છે એના કોલેટી અને એ કઈ રીતે એનો યુઝ કરવો સ્વીટ વસ્તુનો કઈ રીતે મસાલેદાર વસ્તુઓ વાપરીને એનો ઉપયોગ કરવો એ પણ એમાં જ શીખ્યા છીએ આપડે કલ્પનામા કરી શકીએ કે આવી વસ્તુનો આ વસ્તુ આવી રેસીપી મેળવી શકીએ પણ એ રસોઈ રેસીપી મેળવીને એ પ્રમાણે બનાવતા એ ખૂબ જ સરસ વસ્તુ બની છે અમારા સમયમાં આ બધી વસ્તુઓ અવેલેબલ નોહતી સોસીયલ મીડિયા અત્યારે આ વસ્તુની ખબર પણ નોતી પડતી પણ સોસિયલ મીડિયા મારફતે કે રેસીપી બૂકો મારફતે આ વસ્તુ વિશે જાણવા એ મળી અને એનો ઉપયોગ કરતાં થયાં છે પુસ્તકો વાંચવા કરતાં પણ મને યુટ્યુબ છે કે ઇન્સ્ટાગ્રામ છે કે યા તો સોસિયલ મીડિયાના કોઈ માધ્યમથી કોઈપણ વસ્તુ જોઈ પછી બનાવામાં ઘણી મજા આવે છે કારણ કે એ આપડી નજર સમક્ષ બનતી હોય છે કલર્સ ચેનલ પર આવતી રસોઈ શો હું નિયમિત જોઉ છું અને મને ખૂબ પસંદ છે કારણ કે આપડે ઘરેલુ વસ્તુ અને નો ઉપયોગ કરીને આપડે એ બધું બનાવી શકીએ છીએ આપણને આપડા જે રસોઈના હોય સાધન ઇન્ડીયં વપરાય છે એને અવેલેબલ હોય છે એટલે એ બનાવામાં સરળતા રે છે અને ખાસ તો ગુજરાતી છું એટલે ગુજરાતી ફૂડ મને વધારે પસંદ છે ને ટીવી નાઈન કલર્સના સુપર જે રસોઈ શો બનાવામાં બતાવામાં આવે છે એમાં મોટાભાગે ગુજરાતને લગતી વસ્તુઓ વધારે છે એક બે વાર મેં રસોઈ શો બનાવાના એપિસોડમાં ભાગ લેવા પણ પ્રયત્ન કર્યો તો કમનસિબે મને ત્યાં જવા મળ્યું નો હતું એનો મને અફસોસ છે મેં એ સિવાય પણ ઘણા શેફ માસ્ટર શેફ છે જે આપડે વિકાસ ખન્ના વિકાસ ખન્ના મારા ફેવરેટ છે એમને જે રેસીપી એ જે રેસીપી બધા બતાવે છે એ ખરેખર ખૂબ જ સુંદર હોય છે અને એમનું પ્રસ્તુતિકરણ પણ ખૂબ જ સુંદર હોય છે એ મને ખૂબ જ પસંદ છે બીજા એક સંજીવ કપૂર છે એ બધા ઘણા બધા માસ્ટર શેફ છે તેમના બધા રસોઈ શો હું જોઉ છું અને એ ખૂબ જ સુંદર રીતે લોકો રજૂઆત કરે છે અને વસ્તુ જે આપડે નથી જોઈ એને કઈ રીતે વાપરવી એ પણ એમાંથી આપણને ઘણું બધું જાણવા મળે છે મારી પાસે રેસિપીની ઘણીબધી બૂકો છે ગુજરાતીમાં છે હિન્દીમાં પણ છે ને એ સિવાય સોસિયલ મીડિયામાંથી કે ગૂગલ્સ પરથી સર્ચ કરીને પણ હું રેસીપી મેળવી લઉં છું અને એ સિવાય પણ હું મારી રીતે પણ ઘણી વાનગીનો પ્રયત્ન કરતી હોઉં કે આરે આ આ વસ્તુને આ રીતે યુઝ કરવાથી કઈ કેવો સ્વાદ મેળવી શકાય ગઇકાલે જ મેં ભીંડા મારી પાસે ઘણાં હતા તો ભીંડા થોડાક બી વાળા હતા દેશી ભીંડા જેને કઈએ છેને એ એને મેં શાક બનાવ્યું એમાં ફક્ત એમાં બીજનો જ ઉપયોગ કર્યો અને કાંદા ટામેટાંની ગ્રેવીમાં બનાયું સરસ થયું હતું અમારા ઘરના ને પણ ખૂબ જ પસંદ આયવુ આ રીતે અલગ અલગ વસ્તુનો નવી રીતે ઉપયોગ કરીને નવી રીતે એમાં યુઝ કરીને પછી બનાવાનું પ્રયત્ન કરું છું અને ક્યારેક સ્વાદમાં ગમતો પણ નથી હોતું ને ક્યારેક ખૂબ જ સરસ બની જાય છે પણ હું બને ત્યાં સુધી ટ્રાય કરું છું અને પુસ્તકોનો પણ ઉપયોગ કરું છું અને એ રીતની રેસીપી તૈયાર કરું છું